ગુજરાતમાં બહુ બધા ખાનગી સ્વાસ્થ્ય સંભાળના વિકલ્પો ઉપલબ્ધ છે જેવું કે પ્રાઈવેટ દવાખાના છે પ્રાઈવેટ હોસ્પિ પ્રાઈવેટ દવાખાનામાં આપણને અ સારવાર સારી મળે પણ એમાં આપણા પૈસા પૈસાનું બિલ બહુ મોટું બને છે ને સરકારી હોસ્પિટલમાં આપણને સારવાર સારી મળે અને બિલ પણ ઓછું મળે છે જેવું કે સરકારે બહુ બધા આપણને વિકલ્પો આપ્યા છે પેમેન્ટ કરવાનાં જેવું કે આપણાં પાસેથી આપણને સહાય આપે છે એક એવી સંસ્થા ચલાવે છે કે સરક આપણને આપણાં પાસેથી પૈસા ઓછા લે છે આપણને સારવાર આપીને અને પ્રાઈવેટમાં એટલે ખાનગી સ્વાસ્થ્ય સંભાળમાં એવું છે કે આપણી આપણને કોઈ પ્રકારની હેલ્પ કરતાં નથી હોસ્પિટલમાં જેવું કે પ્રાઈવેટ હોસ્પિટલ છે એમાં આપણને પૈસાની કોઈ હેલ્પ કરતાં નથી સારવાર આપીએ પણ કોઈ લાભ ન આપે અને સરકારી હોસ્પિટલમાં આપણને સારવાર બી આપે અને મોટા પ્રમાણમાં લાભ બી આપે આ બધા મારા અભિપ્રાયો છે